બાઈકિંગની શરુ શરુ કરવાની પ્રેરણા મને મારા મિત્ર દ્વારા નવું બાઇક લીધું હતું તે પણ બાઇક ચલાવતો હતો મને ત્યાંથી પ્રેરણા મળી હતી અને બાઇક ચલાવવું ખૂબ જ સર સરળ હતું અને મારું જોશ આટલાં વર્ષોમાં ખૂબ જ ઉભરાયું હતું અને બાઇકિંગ કરવાનો મને ખૂબ જ શોખ છે અને હું પણ સારી રીતે ચાલવું છું બધાનો આજુબાજુમાં ધ્યાન રાખીને ખૂબ જ સારું એવું બાઇકિંગ કરું છું